હલો હા જયવીર વેજીટેબલ્સમાંથી વાત કરો છો હા હું સુમિત બારોટ વાત કરું છું ગોઠવા ગામથી હા હવે મેડમ મારા ઘરે એક પ્રસંગ છે એ પ્રસંગમાં અમારે શાકભાજીની જથ્થાબંધ જરૂર છે તો શું આપનાં તરફથી જથ્થાબંધ શાકભાજી અમને મળી રહેશે અમારો પ્રસંગ આવતી સાત તારીખે છે સાત નવેમ્બરે ના શાકભાજીની જરૂરિયાત તો આમ ત્રણ દિવસ સુધી પ્રસંગ તો છે પણ શાકભાજી અમારે એક દિવસે અમે એકી સાથે ખરીદી કરી લઇશું આપનાં ત્યાંથી મારા રસોઈયાએ અમને ફુલાવર મેથી કોથમીર મરચાં તુ અ તુવેર પરવળ એવી ઘણી બધી વસ્તુઓ લખીને આપી છે જો તમે આ બધી વસ્તુઓ રાખતાં હોય એક જ જગ્યાએથી અમને મળી રહેતી હોય તો હું તમને એ રસોઈયાનું જે લિસ્ટ છે એ લિસ્ટ સાથે પણ તમારે ત્યાં હું આવી જાઉં હા કાલે કેટલા વાગે બરાબર હવે આ જે અમે ખરીદી તમારી સાથે કરીએ તો એમાં તમે ડિસ્કાઉન્ટ ને એ કેવી રીતે આપતા હોવ છો શું સારી ઓફર તમે અમને આપી શકો

એમ નહીં મારો પૂછવાનો પ્રશ્ન એ હતો કે અમને એમાં શું ડિસ્કાઉન્ટ કરી શકો એમ અને જથાબંધ ખરીદી કરીએ તો બરાબર હા હવે આ જથ્થાબંધ માલ જયારે અમે તમારી સાથેથી પાસેથી ખરીદતા હોઇએ છીએ ત્યારે એની ગુણવત્તા અંગે તમારું શું રહેતું હોય છે બરાબર હવે મારે જે દિવસે ખરીદી કરવાની છે એ દિવસે મને સમયસર શાકભાજીની ડિલેવરી મળી રહેશે બરાબર તો હું આપની આ વાત ઉપર વિશ્વાસ રાખી અને અને કાલે આપનાં ત્યાં રૂબરૂ મુલાકાત કરીશ સારું સારું ધન્યવાદ